કોઈ પણ ગીતને સારી રીતે ભજવવા માટે સામાન્ય રીતે ગળાની કસરતો જે છે એ ખૂબ જ જરૂરી હોય છે ખાસ કરીને શ્વાસની કસરતો જેવી કે યોગા પ્રાણાયમ પણ મદદરૂપ થઈ શકે છે આ સિવાય ઓમનું ઉચ્ચારણ પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે આ સિવાય ખાવાની અંદર તીખું કે તળેલું ન ખાતાં સાદું ખાવું જરૂરી છે જેથી આપણો અવાજ જે છે એ સારી રીતે બહાર આવી શકે અને ચહેરાના હાવભાવ પણ સારી રીતે પ્રદર્શિત થઈ શકે